ગુજરાતમાં ઘણા બધા સાંસ્કૃતિક વારસો આવે છે જેમ કે ગરબા તો ગરબા નવરાત્રિમાં આસો મહિનામાં નવ દિવસ ઉજવવામાં આવે છે જે રાત્રે રમવામાં આવે છે અને તેમાં ઘણી પ્રકારના રાસ રચવામાં આવે છે